જી જી હા

હા ના પ હા હા એ બરોબર છે તમે કયો છો એનો કોઈ તો વાંધો નથી હવે એક્સટેન્ડ કરવું હોયને તો તો તો એના માટે થોડી ડયુટી પણ વધારે લાગશે હા બેથી ત્રણ ટકા જેવું વધી જશે અને ભાડું પણ થોડું વધારવામાં આવશે ભાડું પણ બે હજારથી ત્રણ હજાર જેવું વધુ આપવું પડશે તમારે હવેથી નેકસ્ટમાં

હા અને બીજું જે તે તમે ઘરમાં જે પેલું પ્લમ્બિંગ કામ કરાવેલું હતું જે થોડી નુકશાની થઈ છે ને એ બધું રિપેરિંગ ને એ તમારે કરાવવું પડશે પછી થોડું ડેમેજ ડેમેજ થોડું ડેમેજ હા થોડું ડેમેજ ને એ થયું છે ને તો એ પછી એ પણ તમારે કરાવવું પડશે બરાબર છે હા તો હા હા અને એ પછી બધું સે અને પ્લસ આ જે આપણો ભાડા કરાર વધારવાનો છેને હા તો એ એના માટે સ્ટેમ્પ ડયુટીને એવું બધું લાગશે તો સ્ટેમ્પ પેપરના ને એ બધાંય પણ વકીલનું ફી તથા સ્ટેમ્પ પેપરનો ખર્ચો એ બધુંય તમારે જ આપવું પડશે

હા હા હા એ ફેર વધારે થશે અને પ્લસ જે મેન્ટેનન્સ મેન્ટેનન્સનું છે એ તમારે જે બાકી છે એ તમારે આપી દેવાનું છે ત્યાં આગળ મેન્ટેનન્સનું જે ના ડિપોઝિટ તો આપ તમે તમે એ જે ડિપોઝિટનું તો જે આપણે ઉલ્લેખ કરેલો છે એ પહેલાં તમે આપી દીધેલું છે એ એટલે એ તો ડિપોઝિટ તો એમ જ ઊભી રહેશે જ્યારે જ્યારે તમે આ કરાર પૂરો કરોને ત્યારે ડિપોઝિટ પરત આપવાની છે હા ત્યારે રિફંડ આપવાની હોય પણ આ અત્યારે તમારે એક્સટેન્ડ કરવું છે એટલે ભાડું થોડું રીતે વધી જશે અને પ્લસ સ્ટેમ્પ ડયુટી આ તે સ્ટેમપેપરનો ખર્ચોને વકીલની ફીને એવું બધું એ એ તમારે આપવું પડશે બરાબર છે દિનેશ બરાબર છે ને જી જી જી ઓકે ઓકે ડન ઓકે જી